મેં ઘણી બધી સ્થળની મુલાકાત લીધી છે જે આ સંસ્કૃતિ પણ ખૂબ જ અલગ છે ભાષા પણ ખૂબ અલગ છે અને ઘણી બધી સમસ્યાઓ રહી તો એના અનુકૂલનમાં મેં ઓનલાઈન ગૂગલ મેપનો સહારો લીધો છે કે જેમ હું ફરવા ગઈ હતી ચેન્નઈ તો ચેન્નઈ કેરલ એ સાઈડ એવું હોય છે સાઉથમાં ભારતના દક્ષિણ ભારતમાં એવું હોય છે કે ત્યાં એ લોકોની ભાષા માતૃભાષા બોલતા જે જે આપણને ખબર પડતી નથી તો એના ટ્રાન્સલેટર્સમાં થોડુંક મારે અંગ્રેજી માધ્યમ મિન્સ ઇંગ્લિસથી થોડુંક ટ્રાન્સલેટ કરીને એમ અંગ્રેજી માધ્યમ દ્વારા થોડુંક હું આગળ વધતી ગઈ હતી અને ગૂગલ અને ઓનલાઈન મને એક સારો પ્રોત્સાહન મળ્યો અને એક સારો સપોર્ટ રહ્યો આમ અને ત્યાર બાદ હું તમને બીજા એક પ્રવાસ યાત્રાની વાત કરું તો હું ગઈ તી ચાઈના તો ત્યાં તો બહુ જ અઘરું વેરી ડીફીકલ્ટ ઘણી અઘરી ભાષા છે ત્યાં જે સમજની બહાર છે જેનું ટ્રાન્સલેસન પણ મળવું મુશ્કેલ છે તો ત્યાંનાં લોકોએ ખૂબ સપોર્ટ કર્યો તો ત્યાં એક જનરલ લાઇક એક ગાઈડ મને પણ મળી ગયો હતો જેણે મને આ બધા માર્ગદર્સન્સ કર્યા અને બધી જ જે સમસ્યાઓ મને નડી એનું ઉકેલ મને લાવી આપ્યો હતો તો ત્યાં એક મારી આ બધી સમસ્યા જે નડી તો ત્યાં મને આ બધી સમસ્યા મારી સોલ્વ થઈ હતી અને ભારતના બીજા તમને પ્રવાસ સ્થળની વાત કરું કે જેમ કે હું આસામ ગઈ હતી આસામ છે સિલિપુડી ગુહાટી તો ત્યાં પણ ત્યાંની માતૃભાષા છે ત્યાંનું કલ્ચર છે તો ત્યાં કઈ રીતે શું કયા છે ફેસ્ટિવલ છે સે તેવી રીતે એ લોકો મનાવે છે ત્યાંનું કલ્ચર શું છે ત્યાંના ત્યાં શું પોગ્રામ થતા હોય છે તો ત્યાંના લોકો દ્વારા મને માહિતી મળી અને ત્યાં પણ મને સરસ મજાના ગાઈડ મળી ગયા જેણે આ બધી વસ્તુઓ માટે અને સમસ્યાઓ મને હલ કરી આપી અને મને એક સપોર્ટ કરીને મારી મુસાફરી સરસ અને બેસ્ટ અને ખૂબ આરામદાયક બનાવી